હા બીકએન સાઇન્સ કોલેજમાંથી વાત કરો હા હું તમારી જ કોલેજની સ્ટુડન્ટ છું હા હું એસવાય બીએસસીમાં અભ્યાસ કરું અને મને ટ્રાન્સફર જોઈએ છે મારા પપ્પાનું અમદાવાદ ટ્રાન્સફર થઈ ગયું તો મને ટ્રાન્સફર જોઈએ છે ત્યાં કોલેજમાં તો ચાલુ સેમ સેમિસ્ટરમાં તમે મને ટ્રાન્સફર આપશો હા

હા હા અમદાવાદ થયું છે અને મારે ત્યાં કોલેજમાં એડમિશન લેવું છે તો તમે મને કરાવી આપશો અહીંથી ટ્રાન્સફર લઈ

હા એ તો હું આવીને લખી જઈશ પણ ટ્રાન્સફર ચાલુ સેમિસ્ટરમાં તો મળશે મળવામાં મુશ્કેલી તો ના આવેને હા હા તો બીજા બીજા કોઈ એમા ડોક્યુમેન્ટ એવું કંઈ જોઈએ છે

હા હા હું લઈ આવીશ અને મને મુશ્કેલી તો ના થાય ને મળી તો જશેને

ટાઇમ તો નહીં લાગેને હા હા હા તો આજ સેમિસ્ટરનું મને મળશે ને મતલબ આ સેમિસ્ટરમાં ચાલુ સેમિસ્ટર છે તો મને મળી જશે

હા હા ઓકે થેન્ક યૂ